વાસણ ધોવાની વાત કરીએ તો તેમાં વાસણ ધોવાની વાત કરીએ તો ખરાબ વાસણો હોય તેને દૂર કરવામાં આવે છે અને તેને વૉશબેસિનમાં લેવામાં આવે છે અને તેમાં અત્યારે તો લિક્વિડ આવી ગયા ઘણાં બધા એવા સાબુ આવી ગયા કે જેને દ્વારા સાફ કરે છે પરંતુ પહેલાં ઘણાં વર્ષો પહેલાં જોઈએ તો અર ગામડાંમાં રાખથી વાસણ થાય છે અને પહેલાંના જમાનામાં જોઈએ તો માટીથી પણ લોકો વાસણ સાફ કરતાં હતાં વાસણ પહેલાં જોઈએ તો બેસિનમાં લઈ અને તેની પર પાણીનો છંટકાવ કરવાનો અને એંઠવાડ દૂર કરવાનો પછી લિક્વિડ લઈ અથવા તો સાબુ લઈ આપણે વાસણ પર નોરું અથવા ગમે તે લઈ તેને પર સાફ કરીને તેના પર તૈલી પદાર્થો લાગેલા હોય તેને દૂર કરવાના પછી દૂર કરવાનો અને પછી તેનાથી બે અલગ અલગ ટબમાં પાણી લઈ અને તેને બે વાર વૉશ કરતાં વાસણ સ્વચ્છ થાય છે અને તેને આ સ્વચ્છ થયેલાં વાસણને એક ચોખ્ખાં કાપડ ટુવાલ વડે તેને સ્વચ્છ કરવામાં આવે છે